હલો ગુડ ઈવનિંગ જી મેમ બોલો ઓકે ઓકે મેડમ કોઈ વાંધો નઈ ઓકે બઉ અત્યારે અવેલેબલ જ છે ને હું જાણી શકું કે કેટલા દિવસ માટે તમારે જોઈએ છે કાંઈ વાંધો નઈ મેડમ પંદર દિવસમાં આપણે રાજકોટ અને રાજકોટના આજુબાજુના જેટલા ફરવા લાયક એ સ્થળો છે ત્યાં આપણે બધું કવર કરી શકશું સૌથી પેલા રાજકોટ સીટી રાજકોટના રૂરલમાં જેટલું છે એ ત્યાર પછી જૂનાગઢ અને સોમનાથ આ બધી વસ્તુઓ આપણે કવર કવર કરી શકશું પંદર દિવસ માટે તમે લ્યો છો તો અમારી કેબ તો પંદર દિવસમાં આપણે પ્રાઇઝમા પણ નેગોશિએશન કરી શકશું જનરલી અમારું પર ડે નું થ્રી થાઉસન્ડ રેન્ટ હોય છે પણ તમે પંદર દિવસ માટે લો છો તો ઈ આપણે થ્રી થાઉસન્ડથી રેસ કરીને બે હજાર સુધી હું કરી આપીશ પંદર દિવસ માટે તમે લ્યો છો એટલા માટે કઈ કંઈ વાંધો નઈ મેડમ હું કરી આપીસ તમને એ કોઈ ઈશ્યૂ નથી હજી એનાથી એન એચ જે હશે તે હું જે છે એ કરી આપીશ પણ પંદર દિવસ માટેમાં તમને હું હું લ્યો છો એ હું તમને કરી આપીસ હ હ રાજકોટ રાજકોટ રૂરલ જૂનાગઢ અને સોમનાથ મેડમ તમારે જોશે તો સેડાને મળી જાશે એસયુવી જોશે તો એસયુવી મળી જાશે ઓકે ઓકે ઓકે